હા એ ટુ ઝેડ બાઈક રેન્ટલમાંથી બોલું મેડમ એચયુલી હું બહારથી અમદાવાદ આવ્યો છું અને મેં એવું સાંભળ્યું છે કે અહીંયા ટુ વ્હીલર રેન્ટ ઉપર મળે છે દસ પંદર દિવસ માટે આપણને જોઈતું હોય તો મળી જાય તમે આપો છો સર્વિસ આ અચ્છા કઈ કઈ બાઈકો છે તમારી પાસે

આમાં સૌથી સારી કન્ડીશનમાં કઈ છે આમ નવી હોય ને અચ્છા રોયલ એન્ફિલ્ડ મળી જશે અને ચાર્જ ને બધું કેટલું હશે હા પંદર પંદર એક દિવસ માટે જોઈએ શું ચાર્જને બધું રહેશે મેડમ કહેશો

હમ્મ

હમ્મ પેપર્સ વગેરે બધા તો ગાડીની સાથે જ રહેશે ને ઓકે અને હેલમેટ ને બધું આપો છો હમ્મ હમ્મ ઓકે ઓકે ઓકે અને મારે પીકઅપ અને મારે પીક અપ તમારે ત્યાંથી કરવાનું ને ડ્રોપ ત્યાં કરવાની ઓકે ઓકે ઓકે ઓકે ચાલો હું તમને ક કલાક બે કલાકમાં જાણ કરું મેડમ બરાબર હા વાંધો નહીં ઓકે ઓકે વાંધો નહીં મેડમ થેન્ક્યુ